કલા અને હસ્તકલા ક્ષેત્રે હજી ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય આજે ઘણું આગળ વધી રહ્યું છે ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓને કલા અને હસ્તકલા ક્ષેત્રે પણ આગળ વધારવામાં આવી રહ્યા છે સ્કૂલો અને કોલેજોમાં પણ તેના માટે અલગ વિષય ફાળવવામાં આવે છે કે જેમાં એ પોતે પોતાના પસંદગીની કલામાં કે હસ્તકલામાં પોતાનો સમય પસાર કરી શકે છે ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓને આ માટે એમને હજી એમાં વિષય આપવામાં આવે છે તેમાં છે મ્યુઝિક એટલે કે સંગીતનો વિષય હોઈ શકે છે આર્ટસ ડ્રોઈંગનો વિષય હોય શકે છે રમતનો વિષય ઘણા વિષય હોઈ શકે છે વિદ્યાર્થીઓને તેમાં આગળ વધવા માટે હવે ગુજરાત રાજ્યમાં કે રાજ્યમાં ગવર્મેન્ટ આર્ટસ કોલેજ પણ ખુલી રહી છે મ્યુઝિક કોલેજો ખુલી રહી છે ગવર્મેન્ટ ગુજરાત સરકાર તેના માટે ઘણાં પગલાઓ ભરી રહી છે વિદ્યાર્થીઓ તેમાં આગળ વધી શકે અને પોતાનું કરિયર આગળ વધારે શકે છે તેમાં કરિયર કરી શકે છે મ્યુઝિક કોલેજમાં લો કે ગવર્મેન્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ સ્નાતક સ્નાતક કે અનુસ્નાતક પણ થઈ શકે છે તેમાં શિક્ષણ આપવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાઓ આપવાની હોય શકે છે કલા અને એના માટે વિદ્યાર્થીઓને તેમાં જે તાલીમ આપવાની હોય છે ઘણું સારું હોય છે એ લોકોને કોલેજોમાં કે આર્ટસ કોલેજોમાં વિદ્યાર્થીઓને કલા શું છે એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે કલા કે ડ્રોઈંગ ધારો કે ચિત્ર તો ચિત્ર એ ખાલી પેન્સિલ કે એના માટે ખાલી પેપર અને પેન્સિલ કે કલર જ જોઈએ એ જરૂરી નથી તમને તમારા મનમાં જે વિચારો હોય એ પેપર ઉપર શેના દ્વારા તમે ઉતારી શકો એ દર્શાવવામાં આવે છે તમારામાં પોતાનામાં કેટલી અવલોકનવૃત્તિ છે એ તમે કરી શકો છો તો જે પહેલા જે પઅ ચિત્રોનું કે જે આર્ટ કોલેજોનું સ્ટેટ હતું જે સ્ટેટસ હતું અને હવે જે છે તે ઘણો ફરક છે બાળકોને પોતાને અવલોકનવૃત્તિ વધારીને તમે શું કરી શકો છો કે ધારો કે એ લોકોને જો તમે ગાર્ડનમાં લઈ જાઓ તમને એમ કહેવામાં આવશે કે તમે અહીંયા શું દેખાય છે તો ઓવિયઝલી કે બાળકો કહેશે છે કે ઝાડ છે કે આ છે તે છે પણ પછી તમને એમાં અવલોકનવૃત્તિ વધારવાની શક્તિ વધારીને એમ કહેવામાં આવે છે જે કરાવીને કરવામાં આવે છે કે ઝાડને તમે અલગ રીતે જુઓ ઝાડનો કલર શું છે એ પ્રમાણે એની અંદરથી કયો તમે કરી શકો છો કે શું કરી શકો છો એ બધું અવલોકનવૃત્તિ દ્વારા એ લોકોને શીખવવામાં આવે છે તો જે તાલીમના મુદ્દાઓ છે કે શિક્ષણ છે તે ઘણું વધારે વધી ગયું છે આર્ટ કોલેજો કે મ્યુઝિક કોલેજોમાં અને આ બધે એ લોકોમાં છે સ્ટેટ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટિશનોમાં ભાગ લેવા માટે બાળકોને પ્રેરિત કરવામાં આવે છે અને આજના બાળકો તેમાં આગળ નંબર લાવીને પોતાનું આપણા ગુજરાતનું નામ રોશન પણ કરી રહ્યાં છે